કેમ છો સાહેબ બરોબર નહીં કેટલા દિવસથી સ્કૂલમાં પણ સ્કૂલમાં થોડી પ્રોબલમ થઈ ગઈ છે ખાસ્સી બધી કેમકે રીનોવેશનનું કામ જે ચાલી રહ્યું હતું ને એમાં હવે એવું થઈ ગયું છે કે જે દીવાલ કરાવવાની હતી ને એ દીવાલ તો પેલા લોકોએ કરતા કરી પણ બીજી જોડેવાળી બી દીવાલ પાડી દીધી છે હા હવે તમે પેલા કોન્ટ્રાકટરને ફોન મારીને વાત કરી લેજો તમારી રીતે જે કરવાની હોય અને બીજું હું એવું કહેતો તો કે પંખા બધા ખરાને એ બધા પંખા બી બદલાવવાના જ થઈ ગયા છે સાહેબ કેમકે બધા છોકરાઓએ છે ને પંખાઓ તોડી નાખ્યા છે કેમકે ઉપર ચડી ચડીને એ બધું ખબર નહીં હવે એ લોકાએ કેમનું કર્યું છે મને પેલા કોન્ટ્રાક્ટરનો ફોન આવેલો કે તમાર પંખા બી બદલાવવાના તો બદલાવી નાખજો તો જોડે જોડે તમારે કામ બધું ચાલું છે તો જોડે જોડે બધું પતી જાય

અને બીજુ એવું કહેતો તો કે તમારી રીતે પેલું સ્ટોર રૂમમાં છે ને જે જે સામાન આપણો લાવવાનો છે ને એ બધું જોઈ લેજો ડસ્ટર છે અને ચોક છે પછી છોકરાઓ માટે પેલી પેન્સિલ છે ફૂલપટ્ટી છે એ બધું જોઈ લેજો તો આપણે શું સ્કૂલ ચાલું થાય ને ત્યારે છોકરાઓને વિતરણ કરીશું ને તો સ્ટુડન્ટોને સારૂં લાગશે અને એમનાં પેરેન્ટ્સને બી સારૂં લાગશે એટલે એમનાં માતા પિતાને બી સારું લાગશે અને એમનાં બાળકોને સારું લાગશે કે ચલો ભાઈ એ લોકાને ગયા સ્કૂલમાં અને એમનું સ્વાગત કર્યું તો એ લોકોને બી સારું લાગે તમે શાંતિથી આવો પછી આપણે મળીએ હાં સારું સારું કઇ વાંધો નહીં સર કઈ વાંધો નહીં સાહેબ સારું સારું સાહેબ સારું સારું ધન્ય ના ના બસ સાહેબ ધન્યવાદ સાહેબ અને પેલા અંજલિ મેડમને બી તમે ફોન કરીને વાત કરી લેજો હં હં અને પેલા મમતા મેડમ આવવાનાં છે કે નહીં આવવાનાં એમનાં જે બરાબર છે બરાબર છે બધાને કોલ કરતા રહેજો અને વાત કરતા રહેજો તો શું તમને બી ખબર પડે અને એ લોકોને બી ખબર પડે ઓકે ઓકે સર હા હા કશું ડિસ્ટર્બ તો નથી કર્યા ને સાહેબ ચાલો ચાલો હં ચાલો